બોલીએ હા ટૂર ગાઈડ બોલું છું હમ્મ ગુજરાતમાં તમે કયા સમય આવી રહ્યા છો અ એટલે લગભગ તમે આવશો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવશો એમ ને એ વખતે તમે ના આવો તો સારું રહે નવેમ્બર ટાઈમે આવો તો તમને દિવાળી ને એ બધી તહેવાર મળી રહે નવરાત્રી ને બધું મળી રહે તમને એ રીતનું તમે સેટ કરો એટલે દિવાળીમાં ગુજરાતમાં આખો અલગ માહોલ હોય છે ભારત બીજા બધા કરતાં બરાબર છે નવરાત્રીમાં સૌથી વધારે આવ મજા આવશે ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત ચાલે જ છે નવરાત્રીના લીધે એટલે એ વખતે ફેસ્ટિવલ તમને ઉજવવાની મજા આવે જગાઓ ફરવાની બી મજા આવે સમજ્યા હં એટલે એ સમય તમે આવો તો સારું રહો તો એ બધું જ અહીં આય આપણે ગુજરાતમાં તમે કચ્છ વચ્છ બી જાવ ત્યાં બાજુ એ તમને મળી રહે ત્યાં મજા આવે છે રણમાં વાઈટ રણમાં ને ત્યાં પ્રોગ્રામ થાય છે બધા અહીંયા ઘણા ખરા ક્લબોમાં પણ એવું બધું પ્રોગ્રામ થાય છે ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે પબ્લિક રોડ પર હોય છે એ અમુક વિન્ટેજ જે એરિયાઓ છે જે રાજા મહારાજાઓની મહેલ છે ત્યાં બી બધા ફેસ્ટીવલો ઉજવતા એ તમને જોવા મળે હમ્મ ગુજરાતની બહુ બહુ બધા સ્થળો છે જે જૂની વાવ છે અમદાવાદથી ચાલું કરો કે પછી ઇડર વીડર બધી જૂની વાવ છે તળાવ છે ઘર રાજાઓએ બહુ અહીંયા વસાવેલું છે મસ્જિદો છે દરગાહો છે જૂની જૂની જૂનાં જૂનાં મંદિરો છે એ બધી જગ્યાઓએ તમને ફરવા મળે નથી હોત એ ડિપેન્ડ કરે છે તમે કઈ કઈ જગ્યાએ શું કરો છો ટ્રાવેલલિંગનો એક્સપેન્સ ખાવાપીવાનો એક્સપેન્સ બધું તમારું રહે અને બીજું કઈ જગ્યાએ લઇ જાવ છો એના હિસાબે પછી દરેક જગ્યાનું અલગ અલગ રેટ હોય છે

બરાબર છે તહેવારો પૂરતાં અલગ રેટ રહે કારણકે તમને એમાં બીજી જગ્યાએ અમે લઇ જઈએ જ્યાં ફંકશન આયોજિત થતા હોય ત્યાં બાજુ અમે તમને બધા સેટ કરી લઇ જઈએ એ બધાનો ચાર્જીસ અલગ રહે છે હમ્મ એમાં તમારે એડવાન્સ અમને કહેવું પડે અમારી પાસે ટાઈમ નથી હોતો એટલો એટલે અમે તમારી બુકિંગ લઇ રાખીએ હા તો તમારે એડવાન્સ બુકિંગ કરાવવાનું છે એમાં તમારે દસથી પંદર હજાર રૂપિયા એડવાન્સ આપવાના રહે હમ્મ પર પર્સન નથી હોતું એક ગ્રુપ વાઇસ હોય છે એ દસ પંદર જણનું હા તમે કહો તમારું ગ્રુપ આટલાનું છે તો પછી એ રીતનું મેનેજ થાય એમ હમ્મ જો ગ્રુપ મોટું હોય અમારા પેકેજમાં તો ઘણાં ખરા પેકેજ હશે ત્રણ ચાર પાંચ પેકેજ છે તમે કયો પેકેજ સિલેક્ટ કરો છો એના પર ડીપેન્ડ કરે છે અમે બધી જગ્યાએ બી લઇ જઈ શકીએ છે અમે ત્રીસ ટકા જગ્યાએ બી લઇ શકીએ પચાસ ટકા જગ્યા બી લઇ શકે હમ એ તો બધા જ તહેવાર એમ તો ગુજરાતમાં મસ્ત મનાવાય છે દરેક જગ્યા વાઇસ અલગ અલગ ફેસ્ટિવલ સારી રીતે ઉજવે છે સમજ્યા તમે એમાં કઈ છે નહીં હા તમે હવે હોળીના ટાઈમે આવો તો તમે રાજસ્થાન સાઈડ ને જરા જવું પડે તમારે સમજ્યા ને તમે તો એ રીતે છે બધું તમે કયા સમયે આવો છો એ હિસાબે દરેક એરિયા વાઇસ સારું તમને એનો રિપોર્ટ મળે હમ્મ હા ફોન કરો તમે મને બરાબર છે

હં બરાબર વાંધો નહીં વાંધો નહીં લઇ જઈશું વાંધો નહીં હમ્મ હમ્મ હમ્મ વાંધો નહીં